આપણે લખવામાં જોઈએ તો કે આપણે એવી રીતે લખાણ કરવું જોઈએ કે સામેવાળી વ્યક્તિને પણ એ લખાણ ગમે અને લખાણમાં એ બાબતમાં જોઈએ તો કે અમુક અમુક એની પદ્ધતિઓ લખવાની સ્ટાઈલ અમુક અમુક હોય છે અમુક વ્યક્તિઓ શું કરે ને લખવા વિશે જ માહિતી ન હોય તો કે એને શું લખવું હશે એના વિશે જ એને ખબર નો પડે તો કઈ રીતે તમે લખી શકો અમુક દાખલા તરીકે કોઈ શબ્દો લખવા હોય હવે એ શબ્દો વિશે જ તમને ખબર ન હોય કે તમે એને કઈ રીતે લખી શકો વ્યાકરણ આપ્યું છે તો વ્યાકરણ કઈ રીતે લખવું એના વિશે તમને ખબર ન હોય તો તમે વ્યાકરણ કઈ રીતે લખી શકો એની અમુક પદ્ધતિઓ હોય છે એના અમુક નિયમો હોય ઈ પ્રમાણે તેમાં લખવામાં આવે દાખલા તરીકે ગુજરાતી વ્યાકરણ છે તો જોઈએ તો કે એમાં મૂળાક્ષરો આવે પછી સ્વરો આવે વ્યંજનો આવે હસ્વઈ દીર્ઘઈ બધાની ભૂલ હોય છે તો ઈ ભૂલને આપણે કઈ રીતે સુધારવી જોઈએ વ્યાકરણમાં જોઈએ તો કે અમુક પદ્ધતિઓ હોય છે અમુક શબ્દો ગુજરાતી જોડણી આવે છે જોડણી ભૂલે પણ થાય છે એ જોડણી ભૂલને સુધારવી જોઈએ એને કઈ રીતે લખવું જોઈએ અમુક એવા સ્ક્રિપ્ટો આપવામાં આવે છે કે લેખ આપવામાં આવે છે એ લેખને પહેલાં તો આપણે જોવા જોઈએ એમાં કઈ રીતે પદ્ધતિથી લખેલું છે એ પદ્ધતિ આપણે સમજવી જોઈએ એના અમુક નિયમો હોય છે કે આટલી લીટીમાં લખવાનું આમ જો ગુજરાતીમાં જોઈએ તો કે ગુજરાતી ભાષા ઉપરની લીટીમાં લખાય છે તો કે આપણે કોઈપણ કોઈપણ વિશે લખતા હોય અથવા કોઈ કવિ હોય કોઈ લેખક હોય અથવા કોઈકે લેખ લખ્યો હોય ઈતિહાસ લખ્યો હોય એના વિશે લખતા હોય ગુજરાતીમાં તો આપણે જોવાનું કે એમાં ગુજરાતીને ઉપરની લીટીને અડાડીને લખવામાં આવે છે પછી અમુક વ્યાકરણમાં જોઈએ તો કે ઘણી બધી જોડણીની પણ ભૂલો હોય છે દાખલા તરીકે અમુક શબ્દ એવાં હોય કે જેના વિશે વિદ્યાર્થીને ખબર જ નથી હોતી કે આ જોડણી સુધારો છે કે નહીં એટલે એવી રીતે પણ વ્યાકરણનો અભ્યાસ કરવો જોઈએ વ્યાકરણ સરખી રીતે લખવું જોઈએ પછી અમુક બાબતો એવી છે કે નોવેલ હોય અથવા તો નવલિકા હોય નાટકો હોય તો બધાની રીત અલગ અલગ છે જો નવલકથા હોય તો નવલકથાને આપણે લખવી હોય તો એમનેમ નવલકથા ન લખી શકાય પહેલાં તો એ નવલકથાનો આપણે ટાઈટલથી જોઈએ કે આ ટાઈટલ શું છે થોડુંક એના વિશે આપણે માહિતી જોઈએ પછી જોઈએ કે એના લેખક કોણ છે લેખકે શું સંપાદન કર્યું છે એના વિશે આપણે જાણીએ પછી એ નવલકથા આપણે આખી વાંચીએ આખી વાંચીને પછી એને આપણે એ કાગળમાં લખીએ છીએ કાગળમાં લખીએ તો એ એમનેમ તો એ લખાઈ ન જાય પછી અમુક નવલકથા એવી હોય દાખલા તરીકે જોઈએ તો કે રાધેશ્યામ શર્માની ફેરો નોવેલ કથા છે ને આપણે એ કેટલાં લઘુ નવલકથા છે અને એ થોડાંક પત્તામાં જ લખેલી છે પણ તમે એને એકવાર વાંચશો ને તો તમને સમજાશે જ નહીં ક્યાંથી લેખકે શરૂ કર્યું ને ક્યાંથી પૂરું કર્યું તો અમુક નવલકથા આપણી એવી હોય કે ત્રણ ચાર વાર વાંચવી પડે પછી આપણને એને એક કાગળ ઉપર લખી શકીએ અને એમાં પણ લખવામાં પણ અમુક પદ્ધતિ હોય છે નવલકથા આપણે એવી રીતે લખવી જોઈએ કે કે આગળ ઉપર કે એમાં બધા પાત્રોનો સમાવેશ થઈ શકે અને એ નવલકથામાં શું કહેવા માંગે છે એ રીતે લખવાની હોય છે નવલકથા અમુક પછી જો નાટક હોયતો નાટક અલગ રીતે લખાય નાટક છે ને એ અંકમાં લખવામાં આવે છે અને એ શ્રાવ્ય હોય છે એટલે કે ભજવવામાં આવે છે ને સામે વક્તાઓ સાંભળતા હોય અને લોક અને લોકોએ એની સાથે આમ શું કહેવાય સ્ટેજ પર જઈને એની એવી રીતે વર્ણવાનું હોય છે તો આપણે એને લખવા જઈએ ને તો આપણે એ રીતે વર્ણવાનું છે કે રંગમું રંગભૂમિ ઉપર એ રીતે આપણે ચિત્ર ઊભું કરવાનું છે કે સામે રંગભૂમિ ઉપર જ એ આખું નાટક ભજવાય છે આપણે એ રીતે નાટક લખવાનો છે પછી અમુક લેખન કાર્ય એવું હોય કે એના પાસા અલગ અલગ હોય તમે જો ગુજરાતીમાં લખો અંગ્રેજીનું લખો તો બધાયની લખવાની સ્ટાઈલ અલગ અલગ હોય અંગ્રેજી હોય તો કે એને નીચે લીટીમાં અડાડીને લખવાનું હોય હિન્દી ભાષા હોય તો કે હિન્દીમાં ઉપર આડી લીટી કરવાની હોય હિન્દીના પાછા શબ્દ બદલાઈ જાય છે પછી તળપદી બોલી હોય તો તળપદીના શબ્દો પણ બદલાય છે વ્યાકરણ કીધું તો ઇંગ્લિશનું વ્યાકરણ પણ અલગ હોય છે હવે આપણે જોઈએ તો કે ભાષા અલગ થઈ જાય હવે આપણે જોઈએ તો કે વોટ્સઅપમાં કોઈકને ટાઈપિંગ કરવું હોયને તો આપણે ગુજરાતી ભાષાનું શું કરીએ અંગ્રેજીમાં રૂપાંતર કરી દઈએ એટલે આપણે એમ સમજી કે એ ઇંગ્લિશ છે પણ આપણે જોઈએ તો કે ઇંગ્લિશના વર્ડ અલગ અલગ અલગ અલગ છે અને ઇંગ્લિશ જી શબ્દ આવ્યો એ ઇંગ્લિશમાં એમ રીતે એનું વર્ણન કરવાનું છે એટલે કે અમે હજી હું ગુજરાતી વિષય ભણું છું એનો મેં કોઈ કોર્સ કરેલો નથી પણ ગુજરાતી સબ્જેક્ટ મારે છે એટલે મારે ભણવામાં જ બધું વ્યાકરણને બધું આવે છે કે આપણી ભાષા ક્યાંથી આવી કલમ ખટારો જે કક્કોને એ બધા અક્ષરો મૂળાક્ષરો છે એનું વ્યાકરણ વિશે મને ભણાવતા હોય ત્યારે કહેવામાં આવે છે એટલે હું એ વસ્તુની વ્યાકરણ વિશે હું થોડીક માહિતગાર છું કે વ્યાકરણની ફૂલ ગુજરાતીમાં નીકળે છે અને અમુક ઘણાં બધાં વિદ્યાર્થીઓ એવા છે કે જે દસ બારમાં ગુજરાતી સબ્જેક્ટમાં ફેલ થયા હોય છે શું કામ એને કેમકે એને વ્યાકરણ વિશે ખબર જ હોતી નથી કેમકે એને સમાનાર્થી શબ્દ શું વિરુદ્ધાર્થી શબ્દ શું એના વિશે ખબર જ હોતી નથી ગુજરાતીમાં પાછું પેરેગ્રાફનું સુધારો કરીને લખવાનું હોય અમુક કાવ્ય હોય તો એના જવાબ એમાં કાવ્યમાં જ આપેલા હોય એ પણ શોધવાના હોય એટલે કે એ વ્યાકરણ વિશે ને ખબર હોતી નથી અને હું તો ગુજરાતી સબ્જેક્ટ સાથે ભણેલી છું એટલે વ્યાકરણ પણ માહિતગાર છું પછી આપણે જોઈએ તો કે એમાં મૂળાક્ષરો આવે છે કલમ ખટારો એના પણ અમુક આપણે જીભથી જે બોલીએ છીએ એના અમુક અવયવો હોય છે દાખલા તરીકે ટંગ છે પછી શ્રાવ્ય છે તો કે કખગઘ એવી રીતે બોલવામાં આવે છે જેના જીભના અંદરના ફેરફારો થાય છે એ રીતે આપણે શબ્દોનું ઉચ્ચારણ કરીએ છીએ